હલો એ ટુ ઝેડ એજન્સીમાંથી વાત કરો છો હા સર મેં ટેક્સી બુક કરાવી હતી હજુ મારે આવી નથી કેટલી વારમાં આવશે પણ સર લેટ થઈ ગયું છે મારે હજી નથી આવી પણ કેટલી વારમાં આવશે એમ ડ્રાઈવર તો આવ્યો નથી અને ફોન પણ રિસીવ નથી કરતો હાં તો તમે રદ કરીશ કરી દો સર મારે નથી હવે જવું કેમ રદ નહીં થાય સર હવે તો તમારે કરવું જ પડશે ને મારે મારે મુસાફરી રદ કરવી છે તમે રદ કરી નાખો મારી ટેક્સી મારે નથી આવવું હવે હા મારે નથી જવું હવે તમારી એ ટુ ઝેડ એજન્સીમાંથી હા